શૅરબજાર વિશે મારૂં મારૂં માનવું છે કે પૂરતું અભ્યાસ હોય પૂરતું નૉલેજ હોય તો શેરબજારમાં કમાવવું ખૂબ જ સહેલું છે પૂરતાં ઉતાર ચઢાવ તો થયા કરે છે માર્કેટમાં તેજી મંદી આવ્યા કરે આમ ઓવરઑલ બજાર હંમેશા ઉપર જ જાય છે તમે ગમે ત્યારે પણ કોઈ પણ અમાઉન્ટ ઇન્વૅસ્ટ કરી હશે તો એમના લાંબાગાળે એકંદરે તમને નફો ફાયદો જ થવાનો છે એટલે શૅર બજાર વિશે મારૂં મંતવ્ય બહુ ક્લિયર છે એ શૅરબજાર હંમેશા ફાયદામાં જ રહેશે બીજી વાત કરીએ આપણે ડિજિટલ ઍપની કે જે ઑનલાઈન ટ્રેડિંગ કરે છે એ બિલકુલ રિસ્કી નથી હવે આ ટૅક્નોલોજીના જમાનામાં અ રિસ્ક તો નથી જ પણ એમને ટ્રીટ કરવું બહુ સહેલું પડે છે ઑનલાઈન ઘરે બેઠાં ઇમિડીએટૅલી તમે ટ્રેડિંગ કરી જે તે ભાવનો લાભ લઈ શકાય છે એટલે ડિજિટલ ઍપથી જે ટ્રેડિંગ કરવામાં આવે છે એ બિલકુલ જોખમી નથી ઉલટાનું ફાયદાકારક છે